ગુજરાતી ભાષાનો ઈતિહાસ શું છે તે કેવી રીતે વિકસી અને સમય જતા પાંગરી ગુજરાતી ભાષાનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તેનો ઉદ્ભવ એ ભારતની ભારતીય યુરોપિયન ભાષા પરિવારમાંથી થયો છે અને તે ભારતીય ઉપમહાદ્વીપની સંસ્કૃત ભાષા પરથી આવી છે ગુજરાતીના પ્રારંભિક પુરાવા બારમી સદીમાં જોવા મળે છે જ્યારે પ્રાચીન ભાષા આપ ભાષા પ્રરાકૃત અને પ્રારંભિક અપભ્રષ્ટમાંથી તેનો વિકાસ થયો હતો સમય જતા ગુજરાતી ભાષા વિશાળ પ્રમાણમાં વિકસતી ગઈ પંદરમી અને સોળમી સદીમાં તે નવો રૂપ લેતી ગઈ આ સમયગાળા દરમિયાન ભક્તિકાળના કવિઓએ લોકભાષાને લોકપ્રિય બનાવી પર્યાવરણે પણ ગુજરાતી પર અસર કરી ખાસ કરીને મુગલ શાસનના સમયગાળા દરમિયાન જ્યારે ઉર્દૂ અને ફારસી ભાષાનો ગુજરાતીમાં શબ્દ અને શબ્દકોષનો ઉમેરો કર્યો આધુનિક ગુજરાતી ભાષાનું સ્વરૂપ ઓગણીસમી સદીમાં જાગૃત થયું જ્યારે છાપા પુસ્તકો અને શિક્ષણની વધઘટ થઈ મશીન છાપખાનાની સ્થાપનાથી અને રાજકીય ઉથલપાથલોથી ભાષા વધુ સરળ અને સૌમ્ય બની અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં કાવ્યો નવલકથાઓ અને વિવિધ પુસ્તકો દ્વારા વિશાળ વિકાસ થયો